હલો હા ડૉક્ટર મદ્રાસી હા ડૉક્ટર થોડું હેલ્થ બાબતે ડિસ્કસ કરવું હતું તમે વાત થઈ શકશે ફોન પર હા હા ડૉક્ટર એટલે કેવું થાય છે ને અત્યારે આમ બેડ પરથી બરાબર ઊભા નથી થવાતું અને આ પેલું વેધર બદલાયું ને મેમ તો ના એટલે વેધર બદલાયું ને તો આમ બે દિવસ થોડું લૂઝ મોશન જેવું રહે છે અને બે દિવસ થતી જ નથી હા પણ આવું કંઈક થાય છે ડૉક્ટર એટલે સમજ પડતી નથી ને બોડીમાં એકદમ અનઇઝીનેસ ને થાક લાગે છે ને થોડીવાર જો તમારી જોડે આટલી પણ વાત કરું છું ને તો હૈયું ભરાઈ આવે એટલે શ્વાસ ભરાઈ જાય છે ડૉક્ટર પણ ડૉક્ટર મારી રિક્વેસ્ટ છે કે હું મારો ડ્રાઈવર મોકલું ને તમે એક વાર ઘરે આવીને કંઈક જોઈ શકશો જી જી જી જી

પણ ડૉક્ટર એ તો તાવ માટે હોય ને અહીંયા તો પેટની તકલીફ છે ને લૂઝ મોશન ને કબજિયાત એવું છે અચ્છા અચ્છા ડૉક્ટર તો હું આ હું હા હા તો હું એવું જ કરું છું હું મારો ડ્રાઈવર મોકલું ડૉક્ટર કે આપ જાતે આવી જશો સારું સારું ડૉક્ટર થેન્ક યુ થેન્ક યુ ડૉક્ટર હા થેન્ક યુ